મારું નામ કિશોરભાઈ આલજીભાઈ સોલંકી હું ગામ કોઈબાથી બોલું છુ મેં આપની દુકાનથી આવકાર હળવદમાંથી ઉષા કંપનીનો પંખો ખરીદ્યો હતો જેમાં મેં બે હજાર અઢારનો ખરીદ્યો હતો તે હજુ સરસ ચાલે છે ખૂબ જ સારો હતો ખૂબ જ સારી હવા ફેંકે છે ખૂબ જ ઓછું બીલ આવે છે અને અવાજ પણ ખૂબ જ ઓછો કરે છે અને હું મારા ગામ અને મારા મિત્રોને જણાવીશ કે આપની દુકાનથી ઉષા પંખો ખરીદે